અમારા સમુદાયની વંશ પરંપરાગત કૃષિ પદ્ધતિઓ વિષે જો જણાવું તો વંશ પરંપરાગત કૃષિ પદ્ધતિઓ એટલે કે પહેલાંની જે કૃષિ પદ્ધતિ હતી અને અત્યારે પણ તે હજી ચાલું જ છે તે કૃષિ પદ્ધતિ એવી છે કે તેમાં શ્રમ વધારે જોઈએ છે મતલબ કે માણસનો શ્રમ છે પછી બીજા પશુઓ જેવાં કે બળદ છે તો શ્રમ આધારિત ખેતી છે તે વંશ પરંપરાથી ચાલી આવે છે અને અત્યારે પણ ચાલું જ છે જેમ કે વાવણી થાય છે તો તેમાં હાથે થી બી વાવવામાં આવે છે ત્યાર પછી જેને ઓવણી કહેવામાં આવે છે અથવા તો દતાળ કહેવામાં આવે છે તેના દ્વારા જે વાવણી કરવામાં આવે છે ત્યારબાદ નીંદવાની જે પદ્ધતિ એટલે કે જે બીન જરૂરી ઘાસ હોય છે તેને દૂર કરવામાં આવે છે તો તે મોટા ભાગે વંશ પરંપરાગત રીતે હાથેથી જ દાતરડીથી જ સાફ કરવામાં આવે છે તો તે પણ વંશ પરંપરાગત રીતે ચાલી આવતી જ પદ્ધતિ છે અને તે હજુ પણ ચાલે છે ત્યારબાદ આગળ વાત કરીએ તો લણણી જે પદ્ધતિ છે એટલે કે જ્યારે પાક તૈયાર થઈ જાય ત્યારે તેને લણવામાં આવે છે એટલે કે જો ગુજરાતી માન્ય ભાષામાં કહીએ તો તેને કાપવામાં આવે છે એટલે કે જ્યારે મોટાં થઈ જાય દાખલા તરીકે ઘઉમાં ડૂંડા હોય છે તેવી રીતે બાજરીનાં પણ ડૂંડા હોય છે તેને કાપવામાં આવે છે તો લણણી છે તે પણ વંશ પરંપરાગત ચાલી આવે છે ને હજી પણ ચાલે જ છે ત્યારબાદ જો બળદની વાત કરીએ તો બળદને બળદની બાબતમાં પણ એવું જ છે બળદ છે તે સામાન્ય રીતે ખેડૂતનો એક સાચો મિત્ર કહેવામાં આવે છે અને ઘણી લોક કથાઓમાં તો એને લોક પરંપરા પ્રમાણે બળદને ખેડૂતનો બાપ પણ કહેવામાં આવ્યો છે કારણ કે બળદ જે સાથ ખેતીમાં આપે છે તે બીજું કોઈ નથી આપી શકતું એક ખેડૂત પાસે બે સારા બળદો હોય એટલે પછી તે ગમે તે કરી શકે છે એટલે બળદ જે છે તે ખેડૂતનો બહુ સારો મિત્ર છે એટલા માટે બળદથી વાવણી કરવામાં આવે છે ત્યારબાદ જે ગાડું હોય છે એટલે કે બળદગાડું જેને આપણે કહીએ છે એ બળદગાડામાં ખેડૂત ઘરેથી પોતાનાં ખેતરે વાડીએ અને ખેતરેથી ઘરે જાય છે તે પણ બળદનો ઉપયોગ છે ત્યારબાદ બળદથી સાથી હાંકવામાં આવે છે એટલે કે જે બે પાકની લાઇન હોય છે તેના વચ્ચે જે થોડી ખાલી જમીન હોય છે તે ખાલી જમીનને ખાલી જમીનમાં જે વધારાનું ઘાસ ઊગે છે તે ખાલી જમીનમાં જે વધારાનું ઘાસ ઊગે છે તે ઘાસને દૂર કરવા માટે એક લોખંડનું સાધન હોય છે તેને બળદ સાથી સાથી કહેવામાં આવે છે તેના દ્વારા જે તેને જૂદું કરવામાં આવે છે જોકે હવે એ તે ટ્રેક્ટર દ્વારા પણ થાય છે પણ બળદ દ્વારા જે ખેતી થાય છે તે અતિ ઉત્તમ ગણવામાં આવે છે ને આજે પણ એજ પદ્ધતિ અમારા સમુદાયમાં ચાલી આવે છે અને ગામડામાં હજી એ જ પદ્ધતિ ચાલી આવી છે ત્યાર બાદ જો વાત કરીએ તો અત્યારે ટ્રેક્ટર પણ ઘણા સમયથી ઉપયોગમાં લેવામાં આવે છે પણ મેં સાંભળેલું છે ને અનુભવ કરેલો છે કે ટ્રેક્ટર દ્વારા જે ખેતી થાય છે તેનાં કરતાં બળદ દ્વારા જે ખેતી કરવામાં આવે છે તે ખેતી ખૂબ જ સારી છે અને મેં આ જાતે અનુભવેલું છે કારણ કે હું પોતે એક ખેડૂતનો દીકરો છું અને આવી રીતે જે વંશ પરંપરા ઘણી બધી પદ્ધતિઓ છે ત્યારબાદ જે વાવણી લણણી કરવામાં આવે છે લણણી કરી અને ત્યારબાદ તે પાકને એક જગ્યાએ એકઠો કરવામાં આવે છે તેને ખડું કહેવામાં આવે છે ત્યારબાદ તે પાકને તપવા દેવામાં આવે છે એટલે કે તડકા નીચે પાક તપે છે દાખલા તરીકે ઘઉનાં ડૂંડા છે ત્યારબાદ જે જારના લોથા કહેવામાં આવે છે એટલે કે જારનો જે ઉપરનો ભાગ હોય છે જેમાં જારના દાણા હોય છે તેને તડકે થોડાક ચાર કે પાંચ દિવસ માટે તપાવવામાં આવે છે અને તે ખડાનું ખેડૂત સતત પાંચ કે સાત દિવસ સુધી ધ્યાન રાખે છે ત્યારબાદ જ્યારે બરાબર તપી જાય એને એમ લાગે કે હવે આમાંથી ડૂંડા નોખા પડી જશે ત્યારે તેના ઉપર બળદ બળદથી તેને મસળવામાં આવે છે મસળવું મિન્સ કે બળદને તેના પર હાંકવામાં આવે છે જેનાથી તે બધું પિલાઈ અને તેમાંથી અલગ થઈ જાય છે જો કે આ પદ્ધતિ હજી ઘણા સમુદાયમાં ચાલું છે ઘણી જગ્યાએ પણ હવે તેની જગ્યાએ થેસર અને ઉપનેર જેવાં આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે હવે ધીમે ધીમે ખેડૂત પણ આધુનિક થઈ રહ્યો છે જેવી રીતે બધી બીજી બધી બાબતોમાં દેશ વિકાસ કરી રહ્યો છે તેવી રીતે ખેતીની બાબતમાં પણ આપણો દેશ વિકાસ કરી રહ્યો છે એટલે હવે બળદ અને હાથેથી જે કામ કરવામાં આવે છે તેના સ્થાને ટ્રેક્ટર છે હાયવેસ્ટર છે અલગ અલગ બધા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે તેથી હવે ખેતી ધીમે ધીમે સરળ થતી જાય છે ખેતી ધીમે ધીમે સરળ થતી જાય છે અને અલગ અલગ સાધનો દ્વારા હવે ખેડૂત થોડા ઓછા શ્રમે પણ ઓછા શ્રમથી પણ વધારે પાક મેળવી શકે છે આવી રીતે વંશ પરંપરાગ જે પદ્ધતિઓ છે તે હજી ચાલું જ છે પણ તેના સ્થાને અમુક નવી પદ્ધતિઓ પણ આવી છે જેના કારણે ખેતી સરળ બની છે અને તેનાં કારણે દેશને અને પ્રજાને પણ વધારે ઉત્પાદન મળે છે અને તેથી વંશ પરંપરાગત જે પદ્ધતિઓ ચાલી આવે છે તેના સ્થાને હવે નવી પદ્ધતિઓ પણ આવી છે અને તે ખેતીને વધારે સરળ બનાવે છે